ફૂટબોલ બેડમિન્ટન જીમ્નાસ્ટીક જુડો રેસિંગ બ્રો કબડ્ડી અલ્ટિમેટ ખોખો વગેરે રમતો ખાસ કરીને આપણે ઈન્ડોર અથવા રમતોને અત્યારની આધુનિક રમતો તરફ લઈ જઈ રહ્યા છીએ